રાંધવા માટેનું મારુ મનપસંદ ભોજન રતાળું વડા છે રતાળું વડા એટલા માટે ખાસ છે કે એમાં તજ છે ગરમ મસાલા છે લસણ છે અને એવું બધા મસાલા એડ કરીએ એટલે એનો ટેસ્ટ એકદમ એટલે બહુ જ મસ્ત આવે છે જેથી કરીને મને છેને રતાળુંના ગોટા છે ને બહુ એટલે બહુ જ ગમે છે અને ભાવે છે